ગ્રામીણ સમુદાયના લોકોને ખૂબ જ એનર્જી હોય છે અને એ લોકો ખૂબ જ રીતે દોડ કરી શકતા હોય કે જુદા જુદા એમાં કૌશલ્ય મેળવી શકે છે અને એ લોકો ઘણી બધી આ બધી સ્પર્ધાઓમાં કે પુલીસ કોન્સ્ટેબલોમાં આગળ વધી શકે છે અને પોતાના કે ગામનું વ્યક્તિગત રીતે કૌશલ્ય કરે છે ગ્રામીણ સમુદાય એ રમતમાં ખૂબ જ વધારે હોય છે અને તેઓની એનર્જી પણ ખૂબ જ વધારે હોય છે શહેરના લોકો કરતા ગ્રામીણના લોકો જલ્દી નોકરી કે જેક લાગતા હોય છે અને દોડ દોડમાં કે ઘણી બધી વસ્તુઓમાં એ લોકો આગળ હોય છે આ બધી બાબતોમાં કૌશલ્ય મેળવી શકે છે એ લોકો ગ્રામીણ ગ્રામીણના લોકો કોને રમતમાં રસ ધરાવતાં હોય છે ઘણી બધી સ્પર્ધામાં પણ એ લોકો ભાગ લેતાં હોય છે આવી રીતે એ લોકો પોતાનું વિકાસ કરતા હોય છે અને પુલિસની ભરતી કે આવી હોય તો તેઓને સિલેક્શન થઈ જતું હોય છે કેમકે એ લોકોનામાં એનર્જી ઘણી બધી હોય છે એટલે એ જલ્દીથી પોતાનું વિકાસ કરે છે અને વિકાસ પામે છે